હલ્લો મારે બે કિલો આઇસક્રીમ જોઈએ છે તો તમારે ત્યાં કયા કયા ફ્લેવરસ મળશે તમારે ત્યાં સીઝનલ આઇસક્રીમ મળે છે જે અત્યારે મોન્સૂન સીઝન ફ્રૂટથી બનાવો છો પણ એ ફ્રીજમાં મૂકી રાખીએ આપણે થોડાં વધારે સમય સુધી તે બગડી જાય છે પણ અમારે જે લેવાની છે એ બે કિલો આઇસક્રીમ સ્ટોર કરવાની છે કારણકે અમારા ઘરે બહુ બધાં મહેમાન આવવાનાં છેને લગભગ અઠવાડિયા પછી આવશે તો ત્યાં સુધી રહી શકે અમે લોકો બંને જોબ કરીએ છીએ એટલે સમય ના મળે તો આજે લઈને અઠવાડિયા માટે સ્ટોર કરવું છે તો શું એવું પોસિબલ થઈ શકે હા અને જે મારાં બાળકો છે એ લોકોને ચોકલેટ ફ્લેવર ભાવે છે તો ચોકલેટ ફ્લેવર અને મારા જે હસબંડ છે એમને મલાઈ ને કેસર ને એ રીતના ફ્લેવર ભાવતાં હોય છે તો મને જુદાં જુદાં પેકેટ્સ બનાવીને તમે આપી શકો જે હું પ્રિઝર્વ કરી શકું

હા તમે તમારા જે રેટ છે એ પણ મને મોકલી આપજો અને તમારા જે સૅમ્પલ છે અમે બંને ફ્રી ટાઇમ એ આવીએ ને ત્યાં ટેસ્ટ કરવા માટે આવીશું હા

હા હા હા ઓકે થેન્ક યૂ મેડમ થેન્ક યૂ